મેં હમણાં જ એટલે કે ત્રણ દિવસ પહેલાં મોબાઈલ સેન્ટરમાંથી વિવો કમ્પનીનો મોબાઈલ ખરીદ્યો હતો મારો કેવાનો મતલબ એ છે કે અત્યારે હાલની નવી પેઢીમાં વિવોના ઘણા બધા મોડલ મળે છે મેં હાલની તાજેતરની પેઢીમાં વિવો વાય ટ્વેલ્વ નામનું મોડલ ખરીદ્યું છે તેમાં ઘણા બધા રંગો મને મળી રહ્યા ત્યારબાદ તેનો કેમેરો ફીનીશીંગ પણ તેનું સારું છે આ મોડલમાં કાર્યક્ષમતા પણ સારી છે તેની અંદર ઘણા બધા કેમેરા છે જેની અંદર સારા ફોટો શૂટિંગ પણ કરી શકાય છે અને તેની રેમ પણ ઘણી બધી સરસ છે અત્યારે હાલની પેઢીમાં જોવા જઈએ તો ટેક્નોલોજીકલ યુગ પ્રમાણે આ મોબાઈલ સરસ મજાની કાર્યવાહી કરી આપે છે અને તેમાં ઘણાબધા કવર પણ મળી રહે છે અને મારો કેવાનો તાત્પર્ય એ છે કે ફોર જી મોબા ફોર જી પેઢીમાં ફોર જીનું કાર્ડ અવેલેબલ થતું હોય એવો આ વિવોનો મોબાઈલ મને સરસ ગમ્યો અને મારું કહેવાનું મંતવ્ય એટલું છે કે વિવો વાય ટ્વેલ્વ એક એવો મોબાઈલ છે કે જે કિંમતમાં ઓછો છે પરંતુ તેની કાર્યક્ષમતા ઘણી બધી સારી છે